હોલસેલમાંથી બોલો છો હા તો મારા ઘરે બડ્ડે પાર્ટી છે ને તો મારે ઢોકળા અને બાસુંદી મંગાવવાની છે તો ઢોકળા શું ભાવ છે કિલોએ અને બાસુંદી તો મારે ઢોકળા વીસ કિલો જોઈએ છે ને બાસુંદી પંદર લિટર જોઈએ છે તો કંઈ ડિસ્કાઉન્ટ મળશે હું આ અમારે જોઈએ છે બાપુનગર અમદાવાદ છેલ્લું સ્ટેન્ડ બાપુનગર આજે જોઈએ છે સાંજે જુઓ ને હંમ આઠ વાગ્યાની આસપાસ હા તો પણ હું આટલું બધું લઉં વીસ કિલો જો ને વીસ કિલો હું ઢોકળા લઉં અને પંદર લિટર બાસુંદી લઉં આખું ત્રીસ ને પાંત્રીસ કિલોનું વસ્તુ લઉં તમારું તો પણ મને કંઈ ડિસ્કાઉન્ટ ના મળે પણ આટલું બધુ હું લઉં તો તો મને તો કંઈ ફાયદો આપવો જોઈએ ને બેન પણ મારે આજે જોઈએ છે અં મને થોડુ ઘણું તો ડિસ્કાઉન્ટ મળવું જોઈએ ને ઓકે પણ મને ક્યાં સુધી કોણ આપવા આવશે તમારા માણસો આવી શકશે આપવા હા તો મારે છે ને અમદાવાદ બાપુનગર જોઈએ છે છેલ્લું સ્ટેન્ડ ના હું કેશ ડેલિવરી કરીશ કારણકે ઓનલાઇનમાં બહુ ગડબડ થઈ જાય છેને એટલે હું કેશ કરીશ મારે છે ને આઠ વાગ્યાની આસપાસ જોઈએ છે કેટલા વાગ્યે તમારો માણસ આવી જશે બોલો હા પણ હા પણ હું તો જે મારો થતો હશે ને બાસુંદીનો અને ઢોકળાનો ચાર્જ એ જ આપીશ હું ગાડી રિક્ષા ભાડું હું નહીં દઉં ના બેન એ તો તમારે તો આ તો રોજનું કહેવાય તમે તો એટલે તમારે તો ઘરની રિક્ષા સાધન હોય જ ને ગાડી બાડી બધું તમારા ઘરનું હોય તમે તો મોટી દુકાન હોલસેલની લઈને બેઠા છો એટલે સારું ચાલો મોકલી દેજો એ તો જે થશે ને હું અડધો હિસાબ આપી દઇશ ઓકે સાડા સાત આઠ વાગ્યાની આસપાસ મારા ઘરે પહોંચી જાય બાસુંદી ઢોકળા કારણકે મારે મેહમાનો બહારથી આવવાના છે અને એ લોકોને જે સમયસર તો મારે જમાડવા પડે ને સારું ચાલો